રાજ્યમાં નાના ઉદ્યોગો એટલે અમારાં રાજકોટમાં ઘણા બધા નાના ઉદ્યોગો છે જે અત્યારે તો નાના ઉદ્યોગની વાત કરું તો એમએસમઈ જે સરકારે રજીસ્ટ્રેશન માટે કાઢેલી છે એમાં એમેસમઈ અંતર્ગત જે નાના ઉદ્યોગો છે જેમકે ગૃહ ઉદ્યોગો છે પછી શ્રમિક ઉદ્યોગો છે જે નાના નાના ગરીબ વર્ગ છે એને જે આપણે કોઈ કેબિન આપીને ત્યાં એને ધંધો ચલાવવા માટે એને સહાય આપે છે સરકાર પછી લેડિસ છે એને સીવવાના સંચા આપે છે બ્યુટી પાલર ચલાવવું હોય તો એને રિલેટેડ બધી પ્રોડક્ટ આપે છે પછી ગૃહ ઉદ્યોગ ચાલુ કરવું હોય તો એને આર્થિક સબસીડી મળે છે જે આપણને કહેવાય ને કે ઓછા વ્યાજદરે આપણને સબસીડી આપે તો ત્યાં બહેનો ઘરે પોતાનો ધંધો જે ખાખરા છે પછી બિસ્કિટ છે પછી પાપડ છે મુખવાસ છે એવી ઘણી બધી આઇટમનો પોતાનો બીજનેસ પોતાનાં ઘરેથી જ કરી શકે છે અને પોતે સેલિંગ કરી શકે છે એટલે એવું નથી કે સરકાર ઘણો બધો સપોર્ટ તો મહિલાઓને કરે છે પણ ઘણાય એવા ધંધા છે જેને એમાં આર્થિક ટેક્સ બહુ વધારે છે પણ વસ્તુ શું છે કે એમાં સબસીડી કે એવું કાંઇ મળતું નથી તો એવા ધંધામાં સરકારે શબસીડી આપીને એવા જ ધંધા જે એમાં કારીગરો છે ઘણાય અત્યારે પોજીસન એવી થઈ ગઈ છે કે અત્યારે ધંધામાં આજે રોલિંગ ફરવું જોઈએ એ ફરતું નથી એટલે માણસોને અત્યારે જે ધંધો છે એ ઠપ થઈ ગયો છે એટલે એ ધંધામાં અત્યારે સરકારે જો ઓછા વ્યાજદરે લોકોને સહાય આપીને લોન આપે તો તેવા પોતાનું પ્રોડકસન કરીને ધંધો પણ કરી શકે છે અને સાથે સાથે પોતાનું આ જે કારીગરો અથવા તો કોઈ વેપારી નાનો વર્ગ હોય એ પોતાનું આજીવન આજીવિકા ચલાવી શકે એટલે એના માટે સરકારે જે એવા ઘણા બધા ધંધા છે જે આ ગૃહ ઉદ્યોગ કે એવા ન કહેવાય પણ જે પોતાના પર્સનલ ધંધા પણ નાના ધંધા જે કારીગર કરતો હોય પણ કારીગરને પોતાનું દરરોજનું જો ખાવા માટેનો માટેનો ધંધો જે મજૂરી વર્ક ન મળી શકતું હોય તો એ ધંધો શું કામનો એટલે એવા જ ધંધા જેને મજૂરી વર્ગ મળી શકે વેપારીઓને પોતાનાં કામ મળી શકે એવા જ ધંધામાં પોતાને જો સરકાર સબસીડી આપી અને એમાં વધારે પડતું વ્યાજદર ઓછું રાખીને જો લોન આપે તો એમાં કારીગર આગળ વધી શકે પોતાનું ભરણ પોષણ કરી અને પોતાનું આજીવિકા પૂરી પાડી શકે તો આ વસ્તુ છે અને ઉદ્યોગ માટે તો ઘણા બધા સારા અત્યારે આપણુું ઇન્ફાસ્ટ્રકચર સારું એવું ગુજરાતમાં આગળ વધી રહ્યું છે સરકારે સપોર્ટ કરે છે તો નાના ઉદ્યોગને પણ જે વાત કરી એ પ્રમાણે કરી શકે તો એ પણ સારું છે